મારો નેગેટિવ એક્સપિરિયન્સ એમેઝોલની અંદર મેં મારી બેબી માટે સ્કૂલ બેગ મંગાવેલ એ સ્કૂલ બેગ ઓનલાઇન જે વિવરણ હતું એનાથી તદ્દન અલગ ટાઇપનું આવ્યું ડિલિવરી ટાઈમ એ લોકોએ જે દર્શાવેલ હતું એ દર્શાવેલ પ્રમાણે ન મોકલ્યો તથા એની અંદર પ્રોડક્ટની અંદર ઘણી ખામીઓ હતી પ્રોડક જે પ્રમાણે એમણે દર્શાવ્યો હતો એ પ્રમાણે એની ક્વોલિટી યોગ્યતા પ્રમાણે ખરું ઉતર્યું નહીં એ મારો એક નેગેટિવ એક્સપિરિયન્સ છે હું જ્યારે પણ એમેઝોનથી મંગાવું છું તો ઘણી બારીકાઈથી પ્રોડક્ટને વ્યવસ્થિત જોઈ સમજી અને ઓર્ડર કરું છું પણ આ જે સ્કૂલ બેગ મેં જે મંગાવી હતી એના વિશે મેં મારો અભિપ્રાય એકદમ તદ્દન નેગેટિવ રહ્યો